જે હા આજે પ્રશ્ન છે એ મારા માટે ખૂબ જ અગત્યનો છે હું મારું સંપાદન પુનરાવર્તન કેવી રીતે કરું છું હેન્ડલ કરું છું એ માટે મારી કોઈ ચોક્કસ પ્રક્રિયા હોય છે જે કારણ કે મેં કંઈ પણ વાંચેલું છે અને એમાં મને જે ખામી લાગે છે કે લોકો આ વસ્તુને કઈ રીતે જોવે છે લોકો આ વસ્તુ પ્રતિ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેમજ અત્યારે હાલના સમયમાં કેવા વ્યક્તિને કેવી માનસિકતા જોવા મળે છે તેવા લોકોને કે વસ્તુની જરૂરિયાત છે અને એ પ્રમાણે હું મારું લખું છું ઉદાહરણ તરીકે થોડા સમય પહેલા જ ચૂંટણીનો માહોલ હતો તો હું ચૂંટણી ઉપર લખું છું ત્યાર બાદ અત્યારે હાલમાં કોઈ પણ મારા આજુ બાજુના લોકો હોય તો તેને થતી તકલીફો તેમજ તેની જે માનસિકતા છે કોઈ પણ પ્રશ્ન છે આત્મ હત્યા નિવારણ જાગૃતિ અભિયાન હમણાં દસ તારીખે જોવા મળ્યો આપણને કે દસ ઓક્ટોબર છે તો તે દસ સપ્ટેમ્બર છે તો આત્મ હત્યા જાગૃતિ નિવારણ દિવસ હતો તો તેના ઉપર પણ ઘણી બધી લખેલી છે એટલે કે હું કોઈ પણ કવિતા કોઈ પણ લેખ હું કરંટ સિચ્યુએશન ઉપર લખુ છું એમાં હું મારી ખુદનું નાખું છું બધું ઓમાં ખાલી ખુદની મહેનત હોય છે એમાં અને કોઈ પણ વસ્તુને બે સાઈડથી હું જોઉં છું ઉદાહરણ તરીકે છાપામાં આવતી કોઈપણ વસ્તુ કે કોઈપણ અકસ્માતની ઘટના આત્મ હત્યાને ઘટના અથવા તો ઝઘડાઓની ઘટનાને હું પોતે મારી જાતે વિચારું છું સમજું છું અને દરેક સિક્કાની બે બાજુ હોય છે એમજ જે વસ્તુ બીજા લોકોને દેખાય છે એ વસ્તુ મારા પરિપ્રેક્ષ્યમાં અથવા તો મારા ધ્યાનમાં નથી હોતી તેનાથી કંઈક અલગ તેનાથી કંઈક જુદુ કે મારી નજરે જે વસ્તુ મને હકીકત લાગે છે એમાં હું મારું મનોમંથન કરું છું વિચારું છું અને લખું છું કોઈ ચોક્કસ પ્રક્રિયા હોય છે જી હા કે એમાં કોઈપણ ઉદ્દીપક મારી સામે આવે છે કોઈ પરિસ્થિતિ આવે છે તો તેની પ્રમાણે હું લખું છું ખાસ કરીને જે વર્તમાન પરિસ્થિતિ જોવા મળે છે કે આજે કોઈપણ આત્મહત્યા કર્યું રહે છે તો એના પર કાલે કોઈ બીજું મુદ્દો હોય કે જે સમાપ્ત ચાર પત્રકમાં આવેલો હોય વારંવાર ટીવીમાં આવેલો હોય તો એવા મુદ્દા કે જે વર્તમાન પરિસ્થિતિને અસર કરતા જોવા મળે છે એવા મુદ્દા ઉપર લખવું મને વધારે પડતું ગમે છે તેમાં જો હું બીજી બધી વાત કરું તો હું મારું ખુદનું લખાણ એમાં મારી જાતના અનુભવો મારું અને સમાજનું જે જોડાણ છે જે આપણને સમાજ તરફથી જે પ્રાપ્ત થયું છે એ અમુક વસ્તુઓ એમાં અલગ અલગ સંસ્કૃતિ આવે દરેક વિસ્તારે જુદી જુદી ભાષા તેની બોલી તેના વિશે પણ લખવાનું પસંદ કરું છું મારી મોટા ભાગનું લખાણ કોઈ આર્ટીકલ સર્વે અથવા તો લાઇબ્રેરી ફ્રાઇટિંગ અને ગઝલ આધારીત હોય છે હું કટાક્ષમાં ગઝલ લખવાનું પણ પસંદ કરું છું પરંતુ તે વસ્તુ વર્તમાન સ્થિતિ ઉપર આધારિત જોવા મળે છે